અં હા અમુક અંશ સુધી કહી શકાય કે અમુક જે શિક્ષિત લોકો હોય છે અથવા તો વ્યક્તિ હોય છે એ સિદ્ધાંતવાદી હોય છે એવું પણ બહુ અ બહુ ઉંડાણમાં જોવા જઇએ તો અ સિદ્ધાંતવાદીઓ આજકાલ બહુ ઓછા જોવા મળે છે અ ઘણાં લોકો પોતાનું કામ જલ્દી કરવા માટે ફટાફટ કરવા માટે એ લોકો સિદ્ધાંતોને ભૂલી જતા હોય છે ઘણીવાર હા ચલ ને મારું છે ને ચલ એમ કરી અને ગમે તેવી રીતે વસ્તુને સિદ્ધાંતોને તોડી અને કામ કરતા હોય છે પણ સાથે સાથે સિદ્ધાંતવાદી લોકો પણ એટલા બધા જોવા મળે છે કે જે લોકો અ કાંઇપણ થઇ જાય પણ એમના સિદ્ધાંતોને છોડતા નથી એટલે અં હા અભ્યાસ ઉચ્ચ અભ્યાસ કરી શિક્ષિત જ્ઞાની લોકો છે એવા સિદ્ધાંતોનું પાલન કરે છે સારી રીતે કરવાવાળા ન કરવાવાળા છે એ ઘણી વખત આપણને અ ખરાબ સાઇન્સ આપતા હોય છે પણ જોવા તો મળે છે એવું નથી કે સાવ સાવ શૂન્ય એવા લોકો છે સિદ્ધાંતવાદી લોકો આજે પણ એક્ઝિસ્ટ કરે છે ખરાં એવું મારું માનવું છે